હલો મેં મારી લાઇફની અંદર જુનાગઢ લીલી પરિક્રમા કરેલી છે તો ત્યાં હું સાંજે પાંચ વાગે પહોંચ્યો હતો અન ત્યાં મેં સૂર્યાસ્ત પણ જોયેલો છે અને સવારે અમે બહાર નિકળ્યા ત્યારે સૂર્યોદય અને સૂર્યાસ્ત બન્ને જોયેલું છે અને ત્યાં અમે થર્ટી ફાઇવ કિલોમીટરનો રન કરેલું છે અને ત્યાંનો અનુભવ એકદમ એટલે એકદમ જ બેટર અને બહુ જ સારો રહ્યો છે અમારો અને ત્યાં બહુ જ મજા આવે છે અને બહુ જ ફાઇન છે